ભારતમાં વડસાવિત્રીનું ખૂબ મહત્વ છે જે દિવસે વડસાવિત્રી હોય તે દિવસે સ્ત્રીઓ પોતાના પતિને લાંબી ઉંમર માટે પૂજા કરતી હોય છે તે આખો દિવસ ઉપવાસ કરે છે તેમજ વડની પૂજા કરે છે વડ એ આપણને ઓક્સિજન પૂરું પાડે છે તેથી તેને કાપવા ન જોઈએ તે માટે બચાવ માટે સ્ત્રીઓ તેમને વડ ફરતે દોરા વીંટાડીને તેની પૂજા કરવામાં આવે છે તેથી તેઓનો કોઈ કાપ પણ કરે નહીં અને વડ બચાવી શકે આમ આ વડસાવિત્રી પૂજા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભારતમાં રહેતા તમામ સ્ત્રીઓએ પૂજા કરે છે આમ વડસાવિત્રીના દિવસે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને વડ વૃક્ષની પૂજા કરે છે અને પોતાના પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે